હલો રહીમ ભાઈ બોલો છો હા મે કેબ બુક કરાવી હતી તો એના પાસેથી મે નંબર લીધો છે તમારો હજી તમે આવ્યા નથી તો ક્યાં પહોંચ્યા છો તમે મારે છેને મેરેજમાં જવાનું છે તો હજી સુધી તમે આવ્યા નથી મેં દસ વાગાનો ટાઈમ કીધો તો નો ઉબેર નોંધા કેબ નોંધાવીને ત્યારે તો હજી સુધી તમે આવ્યા નથી તો મારે તો અહીં મેરેજમાં વહેલું પહોંચવાનું છે તો તમે હજી સુધી આવ્યા નથી તો ક્યારે આવશો તમે ક્યાં પહોંચ્યા છો અને અહીં આવતા તમને કેટલી વાર લાગશે એ મને જરા કહોને કારણ કે મારે થોડી ઉતાવળ છે તે ત્યાં મેરેજમાં જવાની પછી મેરેજને પતી જશે બધું ફંગશન ને તો પછી લેટ જવાનો કશો મતલબ નથી